ટેલિવિઝન પર મારું સૌથી ફેવરેટ પ્રોગ્રામ કપિલ શર્મા શો છે અને કપિલ શર્મા શો છે કારણ કે તે ખૂબ જ કોમેડી આપે છે તેનાથી આપણા જીવનમાં જે સેડનેસ હોય છે તેનાથી આનંદ મળે છે અને બીજું એક અનુપમા છે તો અનુપમાને જોઈને એમાંથી અમે થોડુંક માર્ગદર્શન લઈએ છીએ અનુપમા જેમ જેટલું સ્ટ્રગલ કરે છે અમે પણ એવું સ્ટ્રગલ કરી શકીએ છીએ કે એ જોઈએ છીએ અને બીજું જે નાના બાળકોનું છે પ્રોગ્રામ બી જોઈએ છે તે જેનાથી શું નાના બાળકોને અમે નાના બાળકોને અમે એમાંથી ગાઈડ કરી શકીએ છીએ